મીના બેન આપણે આજે લસણીયા દાનાનો પ્રોગ્રામ કરીએ બોલો પણ તમારે મારી સાથે મહેનત કરવા લાગવું પડશે કેમ કે આ દાનાની અંદર તો એટલી બધી મહેનત છે કે સવારથી સાંજ સુધી લાગીએ અને ખાવું હોય ને તો એ વીસ મિનિટ પંદર વીસ મિનિટની અંદર તો આપણે જમીને ઊભા થઈ જઈએ પણ આની મહેનત બહુ છે એટલે મને બનાવવાનું ગમે નહીં તો એને માટે મારે છે ને તે ત્રણ શેર તો તુવેર લેવી જ પડે ત્રણ શેર તુવેર ફોલીએ એટલે બે કલાક થઈ જાય પછી લીલું લસણ એટલું લેવું પડે ત્રણ શેર જેવું લીલું લસન લીલું લસણ તો સમારતાં મને એટલો થાક લાગી જાય એ લીલું લસનને તો આમ એકું એક પળ કરી કરીને સાફ કરવું પળે પછી એને ધોવાનું ધોઈને પાછું એને કોરું કપડા પર કરવાનું તદ્દન સુકાઈ જાય પછી એને ઝીણું ઝીણું કટિંગ કરવાનું હવે ઝીણું કટિંગ કરવામાં પણ માસ્તરી છે બહુ જાડું કાપીએ તો એની સબ્જી સારી નહીં લાગે એટલે બહુ ઝીણું ઝીણું હવે એ કાપતા કાપતા તો આપણે ચપ્પું કેટલી વાર ઘસવા પડે એની અંદર આપણી આંગરીઓ કેટલી વાર કપાઈ જાય એટલે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે એ થાય એટલે મસ મસાલો બનાવાનો મસાલાની અંદર મરચાં આદું અને હળદર આદું બરાબર પ્રપોસન લેવાનું અને મર્ચાનું પ્રપોસન બરાબર લેવાનું હળદર થોડીક ઓછી નાખીએ તો ચાલે પણ મસાલો પ્રોપર હોય ને તો જ સારું લાગે ને મીઠું પણ બરાબર નાખવાનું આપણે બટ વટાણા અરે તુવેર બફાઈ જાય ને પછી એને પાણીમાંથી નિતારી કાઢવાની પછી એક પેનની અંદર તેલ લેવાનું તેલ થોડુંક વધારે લેવાનું અને એની અંદર તુવેર દાના નાખી દેવાના અને મસાલો નાખી દેવાનો મસાલાને ખૂબ ધીમા તાપ પર એકદમ સોતરવાનું ધીમા તાપ પર સોતરાયને તો જ એનો ફ્લેવર પણ મસા દાનાની અંદર આવે એ બરાબર ધીમા તાપ પર સોતરવાનું ટેસ કરીને જોવાનું કે મસાલો તો કંઈ કાચો નથી રહી જતો અગર કાચો લાગે તો હજુ થોડીક વાર થવા દેવાનું પછી એ સોંતરાય એટલે એની અંદર ઝીણું સમારેલું આપનું લસણ હોય ને તે ધીરે ધીરે થોડું થોડું કરીને નાખતા જવાનું બધું સામટું નહીં નાખવાનું થોડું થોડું કરીને નાખોને તો શું છેકે તમને આઇડિયા આવે કે આની અંદર મસાલો બરાએ લસણ ઓછું છે કે વધારે છે લસન નાખ્યા પછી એની અંદર તમે ઘી નાખો ઘી પણ તમારે સરખું બસો ત્રણસો ગ્રામ જેવું તો ઘી નાખવું જ પડે તો જ તેનું ફ્લેવર પણ આવે હવે એની અંદર જરાક ગરા ગરમ મસાલો નાખવાનો ને લસણ બહુ પકાવવાનું નહીં બહુ પકાવીએને તો તે કાળું પડી જાય કાળું પડે ને એટલે તેનો ટેસ મરી જાય એના કરતાં તો જરાક થોડુંક અધકચરું રાખવાનું અને એની સાથે ગેસ બંદ કરીને એની સાથે રોટલા બનાવવાના રોટલા કરીએ તો તેની ઉપર ઘી લગાવવાનું એની સાથે કચુંબર જોઈએ કચુંબર કોબીસ ગાજર કેપ્સિકમ લીંબુ મીઠું એવી કચુંબર કરવાની ને એની સાથે પાપડ પણ જોઈએ બધાંને પાપળ પણ બહુ જ ફાઇન લાગે એની સાથે આ રેસીપી તમે એક વાર ખાઓને તો બસ મઝા જ મઝા આ શિયાળાની રેસીપી છે એટલે શિયાળામાં ખાઈને તંદુરસ્તી પણ આપણી અને અંદર વધે અને એનર્જી પણ આવે